હલો નમસ્કાર જી નમસ્કાર જય હિન્દ બોલો હાજી જય હિન્દ રાજકોટ પોલીસ સ્ટેશન બોલો

હા બરાબર વિકાસભાઈ હ બરાબર

ઓકે અચ્છા અચ્છા એક મિનિટ તમારું એડ્રેસ લખાઓ જરા સૌંદર્ય સોસાયટી બંગલા નંબર પાંચ કાલા રોડ અચ્છા તમે તમારો કેટલા વખતથી તમને ચાલુ દેખાય છે લાઈટ હમ હમ અચ્છા પણ તમે બરાબર ચેક કર્યું છે કે હમ હા બરાબર છે પણ એટલે એમાં એક વખત આપણે ચેક એટલા માટે કરવું જોએ કદાચ એ લોકો લાઈટ ચાલુ રાખીને ભૂલી ગયા હોય અથવા તો એ લોકો કદાચ આવી ગયા હોય ને ખ્યાલ ના હોય તમને એવું ન બને એટલે ખાસ તો એ તકેદારી લેવી જુએ જો તમે લઈ શકો તો જુઓ અને બાકી હું ટ્રાય કરું છું કંટ્રોલ રૂમમાં પણ વાત કરું છું એટલે હમણાં જો પીસીઆર વાન નીકળતી હશે ત્યાંથી હું કંટ્રોલ રૂમમાં જાણ કરું છું અને થોડીવારમાં કાંઈક એ લોકો આવશે ગાડી નીકળશે હા બરાબર અચ્છા અચ્છા અચ્છા એક કામ કરો એક કામ કરો તમે ખાલી શક્ય હોય તો હવે હું કંટ્રોલ રૂમમાં જાણ કરું છું પણ તમે શક્ય હોય તો જે બાજુમાં તમારા પાડોશીઓ રે છે એને ખાલી ફોન કરીને પૂછી લો કે એ લોકોના ઘરમાંથી કોય આવ્યું નથી ને એ લોકોના ફેમિલી મેમ્બર આવ્યા હોય તો એવું ગડબડ ના થાય

વાંધો નઈ હું

ના ના એટલે હું કંટ્રોલ રૂમમાં જાણ કરું છું અને શક્ય એટલું કંઈક કોઈ કોઈ ત્યાં પોચી શકે તરત ત્યાં જોઈ લઈએ છે હા તમારો નંબર લખાવોને તમારો એ હાજી મારુ નામ જાડેજા સાએબ જાડેજા જાડેજા હરદેવસિંહ જાડેજા અને તમારો તમારો મને તમારો નામ અને એડ્રેસ લખાવો તમારું નામ અને મોબાઈલ નંબર વિકાસ મેહતા અને મોબાઈલ નંબર નાઈન થ્રી ટુ જીરો ફોર જીરો વન ફાઈવ ફાઈવ ફાઈવ ઓકે અને તમે શું કરો છો આમ વ્યવસાયમાં ના એટલે માંરે ફરિયાદમાં મેં કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી છે મારે લખવું પડશે કારણ કે તમે ફરિયાદ લખાવી છે એમાં બધુ લખવું પડશે તમારે દુકાન છે અચ્છા બરાબર અને તમે તમારી બાજુના પાડોશી જે છે એ ભાઈનું નામ તમે ફરીથી લખાવો

દિનેશસિંગ ઝાલા અચ્છા ઓકે એમની ઉમર કેટલી હશે હા બંગલા નંબર છ અને ઉમર એમની ઉમર અંદાજે અંદાજે ચાલશે પચાસ વર્ષ અચ્છા તમારી વિકાસભાઈ અચ્છા ઓકે તમારી પણ પચાસ વર્ષ ભલે મુ ગાડી એ કંટ્રોલને કઈ દીધું છે એટલે થોડીવારમાં પોચી જશે છતાં કંઈ ખબર પડે તો અમને જાણ કરજો જી ભલે ભલે ઓકે ઓકે ઓકે ભલે